મેં સિંહ સિંહણ અને તેના બચ્ચાનો ફોટો પાડેલો છે અમે ગયા વર્ષે ગિરનાર ગયા હતા ત્યારે સિંહ સિંહણ અને તેનું બચ્ચું બેઠેલું હતું તો અમે તેનો ફોટો પાડ્યો તો મને જંગલી જાનવરો મને ખૂબ જ ગમે છે અને કુદરતી દૃશ્ય પણ એનું મને વાતાવરણ ખૂબ જ ગમે છે તો જ્યારે અમે ગિરનાર ગયા ત્યારે સિંહ સિંહણ અને તેનું બચ્ચું બેઠેલું હતું તો અમે ફેમેલિમાં ગએલાને ત્યારે મેં એ ફોટો પાડેલો તે ફોટો પાડેલો એમાં સિંહનું બચ્ચું છે ને સરસ મજાનું સૂતેલું હતું એને વાતાવરણ પણ ખૂબ જ કુદરતની કળા પણ બહુ જબરદસ્ત હતી તો એનો ફોટો એવો સરસ આવેલો છે ને એ ફેમેલી એટલું બધું સરસ મજાનું હતું ને તે મને આમ બહુ જ ગમી ગયું ને તે મેં એનો ફોટો પાડી લીધો અને એ ફોટો અત્યારે હાલમાં પણ મારી પાસે છે અને જ્યારે હું ફોટો જોઉં ને ત્યારે મને એ ગિરનારની એ કળા બહુ ખૂબ જ યાદ આવે છે કે આ પણ ફેમેલી કેવી સરસ છે